ભારતનો ઇતિહાસ ખૂબ જ સ્વર્ણિમ અને ગૌરવવંતો છે ભારત રાષ્ટ્રમાં આ ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓ અને ઘણા બધા દેશ ભક્તોના બલિદાનથી આ દેશ ઘડાયો છે મારા માટે આમ તો ગૌરવવંતી ઘણી બધી ઐતિહાસિક ક્ષણો છે પણ સૌથી મોટી ઐતિહાસિક જે ક્ષણ જે કહેવાય જ્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કે જ્યારે ભારત દેશને આઝાદી અંગ્રેજોના શાસનમાંથી મળી અને અંગ્રેજોના શાસનમાંથી ભારત દેશને ગુલામીમાંથી મુક્તિ મળી એ મારા માટે સૌથી ઐતિહાસિક ક્ષણ છે આના સિવાય જ્યારે ભારતે સૌથી પહેલા ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ન્યુક્લિઅર પરીક્ષણ કર્યું હતું એ પણ એક ગૌરવવંતી ક્ષણ છે અને એના સિવાય ઇન્દિરા ગાંધીએ જે બાંગ્લાદેશ અને જે પાકિસ્તાનના જે બે ભાગ કરીને કરીને બાંગ્લાદેશની રચના કરી એ પણ મારા માટે બહુ ગૌરવવંતો ઇતિહાસ છે હવે સ્વતંત્રતા સેનાનીઓની વાત કરી ર કરીએ આપણે તો ઘણા બધા લોકોએ એની અંદર અસાધારણ યોગદાન આપ્યું છે એમાં સૌથી મહત્ત્વનું નામ આપણે મહાત્મા ગાંધીજીનું લઈ શકીએ ભગતસિંહનું લઈ શકીએ લાલા લાજપત લાજપતરાયનું લઈ શકીએ જવાહરલાલ નહેરુનું લઈ શકીએ સરદાર પટેલનું લઈ શકીએ છીએ